નમસ્તે મારું નામ હાર્દિક ચૌહાણ છે અને મારે જલ્દીથી જલ્દી પાર્સલ પહોંચવાનું હોવાથી મારે ઓલા બુક કરાવવી છે અને જે ઓલા અથવા ઉબર ઍપ્લિકેશનમાંથી જે ડ્રાઈવર ભાઈ આવવાના છે શું હું એમની સાથે વાત કરી શકું છું કારણ કે મારે થોડુંક જલ્દી હોવાને કારણે મારે જલ્દી ત્યાં સ્થળે પહોંચવું જરૂરી છે અને તે ડ્રાઈવર મેં જે બુક કરી છે એ કેટલી વારમાં પહોંચી શકે છે એ તમે મને જણાવશો અને એ તમે મને જલ્દી જણાવશો તો હું જેટલું જલ્દી હશે એટલું જલ્દી મારે સ્થાન સુધી પહોંચી શકીશ અને જે મારું કાર્ય છે એ સારી રીતે પૂર્ણ કરી શકીશ તો મને વાસણા પહોંચવા માટે એક કૅબ બુક કરાવવી છે તો આપને વિનંતી છે કે આપ કેટલા સમયમાં પહોંચી શકશો એ જણાવો અને જેટલું જલ્દી હોઈ શકે એટલું જલ્દી સ્થળે પહોંચો જેથી કરીને હું મારા સ્થળે જલ્દી પહોંચી શકું અને જે મારું કાર્ય છે એ પૂર્ણ કરી શકું